હલો મે આઈ હેલ્પ યુ હા બોલો શું પ્રોબ્લેમ થયો

અચ્છા એવું છે ઓકે ઓકે

ઓકે ના ના ના એ ચાર્જ નહી કરીશું તમે ટેંશન નહીં લો ચાર્જનો અમે જલ્દીમાં જલ્દી હું કોઈને ને કોઈને પણ મોકલું છું રિપેર કરવા માટે પણ તમે લેફ્ટ સાઈડ કર્યું લેફ્ટ સાઈડ હંમેશા ગરમ પાણી જ આવે છે તો લેફ્ટ સાઈડ નથી આવતું ગરમ પાણી રેડ ડોટ પણ હશે બન્ને બાજુ ઠંડુ જ પાણી આવે છે

ઓકે ના ના ગરમ પાણી અમે ટવેન્ટી ફોર આવર્સ કરીએ જ છીએ એટલે આવવું જ જોઈએ પણ કાંઈ વાંધો નહીં તમે હવે હમણાં કમ્પ્લેઇન કરી છે ને તો હવે હું હમણાં કોઈને ને કોઈ સ્ટાફને મોકલું છું અને તમારું તરતને તરત જ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવડાવું છું તમે મને બસ પાંચ મિનિટ આપો પ્લીઝ તમે અચ્છા અચ્છા ઓકે સોરી સોરી ફોર ઈંકન્વિનિયન્સ સોરી ફોર ઈંકન્વિનિયન્સ ગઈકાલે રાતના સ્ટાફમાં કોણ હશે એ તો હું જોઈ લઉં છું એમની ક્મ્પ્લેઇન્ટ હું ફાઈલ કરીશ એવું હશે તો ને અત્યારે તો સ્ટાફ ચેન્જ થઈ ગયો છે એટલે હું હમણાંને હમણાં પાંચ મિનિટમાં જ તમારા રુમમાં મોકલી આપું છું બરાબર ઓકે યેસ મેડમ હા ખરાબ તમારી વાત સાચી છે ને હું હમણાંને હમણાં જ તમારો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે કરું છું એકદમ તાત્કાલિક પગલાં લઉં છું હું કોઈને ને પણ કોઈને પણ સ્ટાફ સાથે હું હમણાં હું સ્ટાફ સાથે હું પોતે પણ આવું છું જોવા માટે અહીંયા મારી જગ્યા પર કોઈ રિશેપ્શન પર બેસાડીને અને હું આવું છું અને તમારું

ઓકે ના ના ના હું મીઠી મીઠી વાત નથી કરતી હું તમારું પ્રોબ્લેમનો સોલ્યુશન હમણાંને હમણાં જ લેવડાવું છું મારું નામ શાલિની છે તમે ડોન્ટ વરી હું તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન હમણાં જ લેવડાવું છું ઓકે તમે મને બસ ખાલી તમે હું અહીંયા રિશેપ્સનીસ્ટ પર છું મારે બધા કોલ અટેન્ડ કરવાના હોય છે અને ક્મ્પ્લેઇન્ટનું સોલ્યુશન લાવવાનું હોય છે જે પણ ડિમાન્ડ હોય છે એ પૂરી કરવાની હોય છે પણ હું કરાવું છું તમારું હું તાત્કાલિક ધોરણે કરાવું છું હું તમારું હમણાંને હમણાં તમે મને આપ ફોન મુકો એટલે ફાઇવ વિધિન ફાઈવ મિનિટ હું તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લેવડાવું છું ઓકે ઓકે સ્યોર થેંક્યુ યા હમ